હા નમસ્કાર સાહેબ એ મારે બેંક અકાઉંટ ખોલવાનું હતું સાહેબ ના ના ના એમાં અમે અમે છે ને આમ તો ગામડામાં રહેતાં હતાં તે અત્યારે ત્યાં આગળ હતું એ તો સહકારી બેંકમાં હતું એટલે હવે અમારી ગણતરી એવી છે કે અહીંયા આવ્યા છીએ તો અમારે એમ કે સ્થાનિક લેવલે આપણે એસબીઆઇ કોઈ પણ આપણી રાષ્ટ્રીય કક્ષાની બેંક હોય ને એમાં અકાઉંટ ખોલવાનું હતું એમાં આપણે કયા કયા ડોકયુમેંટ જોઈશે અને કઈ પ્રકારનું આપણે ખાતું ખોલાવી શકીએ જોઇન્ટ અકાઉંટ ખોલાવવું હોય તો એમાં શું જોઈએ અને પ્લસ કે સેપરેટ અકાઉંટ હોય તો કયા ડોકયુમેંટ જોઈએ એના વિષે થોડી માહિતી આપશો

એમાં એવું છે સાહેબ હવે આમ આપને એક જાણ કરી દઉં કે જે તે વખતે સહકારી ખાતું જે અમારું હતું એ તો બહુ જૂનું હતું અને ગામડા લેવલે હતું એટલે જ્યારે આધાર કાર્ડનું ને એવું પેલું નહોતું એટલે અત્યારે ખાસ કરીને અમારે આધાર કાર્ડ એક તો આપને પ્રોવાઇડ કરવું પડશે બરાબર હવે જો રહેણાંકના પુરાવા માટે અત્યારે અમે હાલ ભાડાનાં મકાનમાં રહેતા હોઈએ તો એના માટે અમારે વિજ બિલનું કે પેલું રહેણાંક માટેનું રેશન કાર્ડ કે કયું આપવું પડશે ભાડા ચીઠ્ઠી ચાલશે ને હા બરાબર છે ભાડા ચીઠ્ઠી સેમ અકાઉંટ જ ખોલવાનું રહેશે એટલે કોઈ અમારે બીજો કોઈ પ્રશ્ન નથી આ તો જોઇન્ટ અકાઉંટમાં શુ છે કે કોઈ પેલું પ્રશ્ન હોય તો અમારે કંઈ વાંધો નહીં આમ તો અમે ગવર્નમેંટ સર્વન્ટ છીએ એટલે અત્યારે તો હવે ફરજિયાત અમારે પેલું કરવાનું જ રહ્યું એટલે આ એકાઉન્ટ આપણે ત્યાં આપની બેન્કમાં ખોલાવીએ તો આધાર કાર્ડ એક જોઈશે એક આપણે ભાડા ચીઠ્ઠીનું આપવું પડશે એ આ ફોટોગ્રાફ છે અને સાહેબ આ જીરો બેલેન્સથી જ ખોલવામાં આવશે ને તો જીરો બેલેન્સથી ખોલીશું કે

મેન્ટેન કરવું પડશે એમ કે

ઓકે હા હા હાલ હાલ હાલમાં તો એવો સુધારો થઈ ગયો છે ને સાહેબ આમ તો હવે બહુ એવું પેલું નથી રાખતા પણ હવે હું માનું છું ત્યાં સુધી હા હા ભલે ભલે વાંધો નહીં સાહેબ તો એવી રીતે હુ આપની સાથે છે ને ત્યાં હું આપને એવો સમય ક્યારે આપણે અનુકૂળ હોય છે તો એ પ્રમાણે આપીને ઓકે ઓકે થેન્ક યૂ સાહેબ ઓકે આવજો